કોવિડ મહામારી વખતે અમને ખૂબ જ તકલીફ પડી તી અહીંયા જે પણ મેડિકલ સેવાઓ મળે છે તે ખૂબ જ મોંઘી છે ગરીબ માણસને પોસાય તેવી નથી સરકારે આ દિશામાં વધુ પગલાં લેવાં જોઈએ